હલો હા બોલોને

હા તો ઓકે તો સૌથી પહેલાં તમારી મેન્ટલ માનસિક રીતે તમે આમ આ રીતના સ્વસ્થ છો તમે કે ઘણાં બધાં વિચારો મનમાં છે કે એવું કાઇ છે

હા જો સૌથી પહેલાં જો તમારે માનસિક રીતે તમે સ્વસ્થ હશોને તો તમે સારું એવું પરફોર્મન્સ કરી શકશો જો તમે ફિઝિકલ રીતે પણ તમે સ્વસ્થ હશો તો જ તમે કરી શકશો માનસિક સ્વસ્થ હશે તો જ તમે આ રીતના પરફોર્મન્સ કરી શકશો અને લાસ્ટ અત્યારે કેટલા મીટરની દોડ છે તારે ઓકે આની પહેલાં કેટલાં મીટરની હતી ઓકે તેમાં કેટલામો રેન્ક આવેલો છે ને તો બસોની રેન્જ તો બસોમાં મીટરનીમાં કેટલો તમારો સ્કોર હતો અચ્છા તો ત્યાં તે સમયે તમને જો તમે પહેલાં નંબરે આવ્યા છે તેની સાથે વાત કરેલી હતી કે તેને શું શું એણે ત્યાં શું શું બધું એટલે બધુ પ્રેક્ટિસ કરી હતી કે કઈ રીતે અને તમે શું જો જો હું તમને ઘણી બધી ટિપ્સ દઉં કે જો તમે તમે હું આઠ કલાકની ઊંઘ બરાબર લ્યો છો કે તમે સરખી નિંદર નથી લેતા

અચ્છા અને તમે એક કામ કરો તો તમે સવારે ઊઠીને યોગા કરો સૂર્યનમસ્કાર છે યોગા છે તેનાથી તમારે

ઓકે તો હું તમને સજેસ્ટ કરીશ કે તમે યોગ્ય કરો અને સૂર્યનમસ્કાર પણ કરો એક્સરસાઈઝ પણ યોગ્ય પણ ઘણાં બધાં જરૂરી છે એમાંથી મારા જે જે બોડીના પાર્ટસ છે આ રીતના જે ફ્લેક્સિબલ થશેને યોગમાં ઘણું બધુ એમાં આવેલું છે અને ઈ એટલે યોગા કરો અને તમે રોજ સવારે દોડવા જાવ છો ઓકે તો તમે કેટલું દોડી શકો છો સવારે અચ્છા અને અને તો છે ને સવારે છે ને તમે જમવામાં જો તમે સવારે નાસ્તો કરતાં હોવને તો નાસ્તામાં છે ને આલ્મંડ છે બદામ છે કાજુ છે અખરોટ છે અને મિક્ષર આવે છે ને પ્રોટીન શેક જેવો બાર મળે છે એના કરતાં ઘરે બનાવોને દૂધમાંને એવું બધું તો એ વધારે અસર કરશે હાં તો ઈ તમે હું તમને એ સજેસ્ટ કરીશ કે તમને કે તમે આલ્મંડ બદામ લ્યો કાજુ લ્યો આવું બધું બનાવીને દૂધમાં નાંખીને મિક્સ કરો એ તમે સવારે લેજો તો તમારામાં પ્રોટીન વધારે રહેશેને તમે વધારે આમ સ્ફૂર્તિથી દોડી શકશો તમે બે ત્રણ કિલોમીટર તો દોડી શકો છો પણ તમે થાકશો નહીં એનાથી તમે છેને શરીરમાં તાકાત રહેશે અને બપોરે તમે જ જમવાનું કેટલાં યોગ્ય સમયે લ્યો છો કે આ સમયનું આડુંઅવળું હાં તો ભોજનમાં બપોરે શું લ્યો છો આમ વધારે સૌથી વધારે તમાર પ્રેસન

ઓકે આ તો એ બઉ પણ એ બધું પણ સારું અને તમે છે ને યોગ્ય સમયે ભોજન લેજો ભોજન એવું સ્વાદિસ્ટ સ્વાદિસ્ટ અને પૌષ્ટિક આહાર લેજો ને બટેટા પૌવા ને એ તો ચાલે પણ તમે એ રીતના વધારે કેલરીઝવાળું ખાજો જે આ રીતના તમે મેઇન્ટેન કેલરીઝ કરી શકો અને તમારું વજન અત્યારે કેટલું છે હાં તો તમે શું તમે થાકી જાવ છો તમે દોડતા દોડતા તમને એવું લાગે છે કે હજી મારું વજન વધારે છે કે એવું કાઇ તમને ફિલ થાય છે ઓકે તો અચ્છા એટલે શરૂઆતમાં તમે ઘર પાસે નહીં શરૂઆતમાં દુખવા માંડે કે અંતમાં અચ્છા તો એમાં એવું છે કે વધારે તમારે શક્તિ તમારી વધારે વ્યર્થ થઈ જાય છે એના પગના તમારે આવે છે તમારો કેલારીસ વધારે બર્ન થઈ જાય છે તો તમે મેં તમને કીધુંને કાજુને એવું બધું એટલે જે વધારે સા શક્તિ આપે છે ને એવું બધું આપે છે એટલે મસલ્સ ટીસ્યુ તમારે છે મસલ્સ વધારે ઓલા દુખવા માંડે છે એટલે એવું થાય છે જો તમે આ રીતના લેશોને તમે સવારે આ રીતના આલ્મંડ બદામને એવું બધું તો મારા ખ્યાલ પ્રમાણે વધું રહેશે અને એટલું બધું તમારા શરીરના પગના ઉપર એટલો બધો ભાર ન આપો એટલે એ વસ્તુ છે ઓકે ઓકે તો મેં તમને એક તો કીધું કે તમે નિંદર સરખી લેજો હાં પછી અને પછી આ ખાવાની અને સવારે નાસ્તો સરખો લેજો અને બપોરે સરખું જમજો ને રાત્રે પણ હાં જમવાનું શું આમ પ્રેક્ટિસ કરવા એટલી બધી પ્રેક્ટિસ જ તમે દરરોજ એમ કરશો તો વધારે કોકવાર બ્રેક ટ્રેર્નિંગ કરવો છે એવું બધું હળવી ટ્રેનિંગ પણ ઘણી બધી મેં તમને કીધું કે યોગા કીધા યોગમાં જોડવાનું આમ તમારે પહેલેથી જ ફ્લેક્સિબલિટી આવશે તમને હાં એ બધું પણ યોગા કરો એક્સરસાઈઝ તો તમે કરો જ છો હાં અને એટલી બધી હાં હાં એમ જેનાથી તમે દોડો છોને પરિશ્રમ તમે પછી છે ને મન માનસિક રીતે તમે એમ છે કે પગ દુ ખે છે કઈ કે રીતના થાશે તો એ ના રાખો અને આ રીતના પરફેક્ટ તમે છેને સમય તો સમય ચાલેને બીજું તમારે વેટ ટ્રેનિંગ છે જીમમાં જાવ છો તમે હા તો એ રીતના બહુ ભારી ટ્રેનિંગ કરવાની જરૂર નથી તમને જો તમને લાસ્ટમાં ત્રણ નંબર ત્રીજો નંબર આવે તો તમે ડેફિનેટલી મને એટલી ખબર છે કે તમે પ્રથમ તો લાવી દઈ જો તમને આ રીતના તો મેં કીધું છે પણ એમ

હા

જમવા જ્યારે પ્રથમ નંબર આવી જાય પછી ઘરે આવજે તારી પાર્ટી બાકી રહેશે આ અભિનંદન અને ઓલ ધ બેસ્ટ